અમે ગુજરાતીઓ છીએ એટલે ચટાકેદાર વાનગી ખાવાના તો શોખીન જ છીએ પણ અમે ગુજરાત સિવાયની બીજી ઘણી વાનગીઓને પણ અમારા ભોજનમાં એટલું જ સ્થાન આપીએ છીએ અને મારી સૌથી મનપસંદ વાનગી છે મસાલા ઢોસા એની સાથે મારી એક જૂની સ્મૃતિ જોડાયેલી છે અમારા પડોસી સાઉથ ઇંડિયન હતા એટલે વારે કે તહેવારે અમે એમને ત્યાં કોઈક વાનગીઓ કહીએ તો એ વાસણ ખાલી નતા મોકલતા એટલે એમાં ઢોસા ઉતપમ ઉપમા જેવી વાનગીઓ આવતી હતી એ ખાતા ખાતા અમને મસાલા ઢોસાનો શોખ જાગ્યો અને એમની પાસેથી મસાલા ઢોસા બનાવતા શીખી ગઈ મસાલા ઢોસાની વાનગી મને એટલા માટે પ્રિય છે કે મસાલા ઢોસા સાંભાર અને ચટણી એ મને એક ફૂલ મિલ લાગે છે કારણ કે એની અંદર દાળ ચોખા શાકભાજી બધું જ આવી જાય છે અમે દાળ અને ચોખાને પલાળી રાખીએ છીએ સાથે મેથીના દાણા નાખીએ છીએ સાત આઠ કલાક પલાળ્યા પછી એને વાટી લઈએ છીએ એમાં આથો આવે પછી જ એના ઢોસા ઉતારીએ છીએ અને જેમ આથો વધારે આવતો જાય તેમ ઢોસા પાતળા થતાં જાય છે અને સાથે અમે શાકભાજી તરીકે ફક્ત કાંદા બટાકા નથી વાપરતા પણ સિઝનલ બીજા શાકભાજીઓ જો આવતા હોય તો એને પણ ઉમેરીએ છીએ વટાણા ટામેટાં કેટલીકવાર તો ચીઝ અને પનીર પણ ઉમેરી દઈએ છીએ અને સંભાર પણ એટલો સ્વાદિષ્ટ બને ને કે અત્યારે પણ મારા મોઢામાં પાણી આવે છે સંભારનો મસાલો હું જાતે જ બનાવું છું મેથી જીરું મી મીઠા લીંબડાના સુકા પાંદ સૂકા લાલ મરચાં કોપરું ચણાની દાળ અળદની દાળ અને થોડા ઘણા ચોખા લઈએ છીએ અને ધીમે તાપે શેકીને એને વાટી લઇને એ પાવડર એ લાંબો સમય સુધી સારો પણ રહે છે અને સંભાર જ્યારે ઉકળતો હોય ત્યારે એ નાખીએ છીએ સંભારમાં પણ અમે ઘણા વેજિટેબલ્સ એડ કરીએ છીએ કાંદા તો ખરા જ જરૂરી છે તે સિવાય રીંગણ દૂધી કોળું સરગવાની સિંગ વગેરે ઉમેરીને એને વધારે પૌષ્ટિક બનાવીએ છીએ એટલે સ્વાદ તો મને ગમે જ છે પણ પચવામાં પણ સારા છે અને ફૂલ મિલ છે એટલે પૌષ્ટિક પણ છે એટલા માટે એ મારી મનપસંદ વાનગી છે આ સિવાય બીજી કોઈ વાનગી હોય તો મને ગુજરાતી જમણમાં લાડુ મગનું ખાટુ પાત્રા રાઈતું અને દાળ ભાતનું મેનૂ ખુબ જ પસંદ છે એમ પણ અમે બ્રાહ્મણ છીએ એટલે લાડુ તો પ્રિય હોયજ અને લાડુ પણ ગોળના હોય તો તો બહુ જ પૌષ્ટિક હોય હું મારા ભોજનમાં પૌષ્ટિકને વધારે મહત્વ આપું છું તો અને ઘઉના લોટના કરકરો દળાવીને ગોળ ઘી પાયો નાખીને લાડુ બનાવીએ છીએ અને લાડુ સાથેના જમણમાં અમારા ગુજરાતમાં મોટે ભાગે ચોળાનું શાક વાલનું શાક કે મગનું ખાટું શાક હોય છે અને મને મગનું ખાટું શાક ખુબ જ પ્રિય છે અને અમે મગને તુવેરની દાળ સાથે બાફીએ છીએ સાથે જીરું મેથી ખાટી ભાજી અને પાત્રાના બિચા એને અમે ટિલિયા કહેવાય છે એના ટુકડા પણ નાખીએ છીએ અને પછી એને ગોળ આંબલી આદું લસણ મરચાં નાખીને ઊકાળીએ છીએ આ વાનગી દાળ જેટલી લિક્વિડ નથી હોતી પણ સેમ વસ્તુ હોય છે તો એને અમે રોટી કે પૂરી સાથે તો ખાઈએ જ છીએ પણ ભાત સાથે પણ ખાઈ શકાય છે અને રાઈતું જો હોય તો તો લાડુના જમણમાં રંગત આવી જાય છે કાકડીનું રાયતું કોપરાનું રાયતું કોઈપણ ફ્રૂટ પણ અમે કોઇકવાર નાખીએ છીએ અને સાથે ગુજરાતની ખાટી મીઠી સીંગદાણા અને ખારેક નાખીને દાળ હોય તો એ જમણમાં તો મજા જ આવી જાય આ સિવાય અમને મને ભેળ પૂરી પાણી પૂરી અને ચાટ એનો પણ ખૂબ શોખ છે અને એ વાનગીઓ ઘરે જ બનાવીએ છીએ આમ ભેળપૂરી મમરાની વાનગી છે એટલે સૂકો નાસ્તો લાગે પણ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તો આપણે પેટ ભરાઈ જ જાય છે બટાકા કાંદા ટામેટાં ખાટી મીઠી ચટણી બધું નાખીએ છીએ એટલે આપણું પેટ ભરાઈ જાય છે ને પાણી પૂરી તો સ્ત્રીઓની મનપસંદ વાનગી છે પાણી પુરીનું પાણી પણ હું જાતે જ ઘરે બનાવું છું અને ફૂદીનાના પાન વધારે લઉ છું કોથમીરના પાન એનાથી ઓછા મરી જીરું સંચળ મરચું આદું વગેરે નાખીને એની ચટણી બનાવી દઉ છું એના પછી એમાં પાણી રેડીને પાંચ કલાક સુધી એ પાણીને અથાવા દઉ છું અને એ પાણીની રંગત તો પૂરી સાથેજ નઇ એમનેમ પણ બહુ મજા આવે પીવાની અને આમ જ બીજા સૂકા નાસ્તાઓ જોવા જઈએ તો ચેવડો ચકરી ગોળ પાપડી એવું ગાંઠિયા એવા નાસ્તા મને ખૂબ પ્રિય છે બટાકા પૌવા ઉપમા વગેરે જેવી વાનગીઓ સવારે રોજ બનતી જ હોય છે છતાં પણ મને એ બધી જ વાનગીઓ ખૂબ પ્રિય છે અને એમાં પણ જાત જાતના વેરીએસન કરતાં રહીએ છીએ એટલે એ વાનગીઓ પણ બહુ જ સરસ સ્વાદિષ્ટ બને છે પણ મારી સૌથી પ્રિય વાનગી જો ફરી કોકવાર આ પૂછો તો એ મસાલા ઢોસાજ છે અને મસાલા ઢોસા સિવાય ફેન્સી ઢોસા એટલે અલગ સબ્જી સાથે આવતા ચીઝ બટર વાળી સબ્જીઓ સાથે ખવાતા ઢોસા પણ મને ખૂબ પ્રિય છે